ગુજરાતમાં કલાને સંસ્કૃતિનો વિકાસ થાય તે માટે સમર્થન આપવા એનો ભંડોળ ગુજરાત સરકાર કોર્પોરેટ્સ અને પરોપકારી સંસ્થાઓ આપતી હોય છે ગુજરાતમાં કલા અને સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો છે જેમાં હસ્તકલા સિલાઈ

જેવાં માધ્યમોથી વિકાસ થયો છે હસ્તકલામાં ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે ઘોડા ઊંટ જે કપડાનાં બનાવવામાં આવે છે અને એનો મુખ્ય ઉપયોગ સજાવવામાં ઘર સજાવવા માટે થાય છે કચ્છમાં ભરત કામ ખૂબ વિખ્યાત છે અને એ ભરત કામનાં ચણીયા ચોળી ચાટલા ભરેલા એ બધા દેશ વિદેશ સુધી પ્રખ્યાત છે અને આ આનું વિકાસની પાછળ ગુજરાત સરકારનો ખૂબ મોટો ભાગ છે તે એને વિકાસ કરવા માટે ભંડોળ પણ આપે છે અને એના માટે નાનાં નાનાં વિકાસ કેન્દ્રો પણ ખોલ્યાં છે જેનો આજે ખૂબ વિકાસ થયો છે અને એક નહીં કેટલાં બધાં સેન્ટ વિકાસ કેન્દ્રો આજે દરેકે દરેક રાજ્યમાં ખૂલેલાં છે